હા તો રસોડામાં તો સ્ત્રીઓનું મુખ્ય ભાગ હોય છે તો રસોડામાં તો વાસણો ઘણાં બધાં નાનાથી લઈને મોટા વાસણોનો બધાંજનો ઉપયોગ આપણે કરતાં હોઈએ છીએ જેમકે તપેલામાં ચા બનાવવી દાળ નો વઘાર કરવો અને પછી લોઢીનો ઉપયોગ કરીને થેપલા રોટલી ભાખરી તાવડીનો ઉપયોગ કરતાં પહેલા તો ચૂલાનો ઉપયોગ કરતાં ગેસના ઇન્ડીકસન ગેસના બદલે ચૂલાનો ઉપયોગ કરતાં હતાં ચૂલામાં જે રસોઈ બનાવેલી હોય એ ખુબ જ મીઠી લાગે એવું કે અને બીજાં બધાં વાસણોમાં જોઈએ તો કુકર છે કુકરમાં શાક બનાવવાનું ચમચા અલગ અલગ પ્રકારના ચમચાનો અલગ અલગ ઉપયોગ કરવામાં આવે છે ડોયો છે જેનાથી છાસ લેવામાં આવે છે પેલા હવે તો ગોળા વાસણમાં નહીં એને વાસણમાં તો નહીં કહી શકાય પરંતુ રસોડાનાં એક પાર્ટ તરીકે એક ગોળામાં પાણી પીતાં લોકો માટીનો ગોળો હોય છે માટીના પેલા બાઉલ જેવાં હોય છે કે જેમાં આપણે દહીં જમાવી શકાય જેમાં આપણે બીજી વસ્તુઓ બનાવી શકાય છાશ બનાવી શકાય બોઘણી કહેવાય બોઘણીમાં છાશ રાખતાં હોય છે તવીથો છે તવીથાથી અલગ અલગ પરોઠાં થેપલાં એવી રીતે બનાવવાનું અને હા થાળી વાટકા જેમાં આપણે જમીએ છીએ એતો સામાન્ય રીતે બધાં લોકો ઉપયોગ કરતાં હોય છે અને ચાકુ હોય છે જેનાથી શાકભાજી ફળો બધુ કટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે અને બીજું તો મોટાં મોટાં તપેલાં કે મોટાં મોટાં વાસણમાં અથાણું છે મોટાં વધારે સંખ્યામાં વધારે માત્રામાં લોકો હોય ત્યારે એવું રસોઈ બનાવવા માટે મોટાં વાસણનો ઉપયોગ કરાતો હોય છે પરંતુ અમુક એકબે લોકો માટે કરવાનું હોય તો એજ વસ્તુ નાના વાસણમાં થઈ શકે છે એટલે આવી રીતે વાસણો તો ઘણાં બધાં આપણે ઉપયોગ કરતાં હોઈએ છીએ કે જે રસોડામાં આપણને યુઝવલી બધાં લોકો ને કામ આવે એવી વસ્તુઓ આવેલી હોય છે